પાણીની જરૂર આપણા જીવનમાં ખૂબ જ પડતી હોય છે જેમકે પીવામાં ખાવામાં જમવાનું બનાવવા ખેતરોમાં કપડાં ધોવામાં વાસણ ઘસવામાં પશુઓને પીવામાં પછી નાહવામાં એ બધામાં પાણીની ખૂબ જ આવશ્યકતા હોય છે